હલો મારું નામ ખુશ્બુ ઝવેરી છે અને મેં હમણાં જ લગભગ એક મહિના પહેલાં જ પીએમકેવિવાયની પરીક્ષા આપી હતી અને ત્યાર બાદ મને એવો મેસેજ મળ્યો હતો કે મારું મૂલ્યાંકન લગભગ એક મહિના પછી આવી જશે પણ હજી એનું કોઈ પ્રતિભાવ મળ્યો નથી કે પરિણામ વિષેની મને જાણકારી મળી નથી તો મારા મૂલ્યાંકન ઓળખ પત્રને છેલ્લા ચાર અંકો સાત ચાર આઠ શૂન્ય છે અને મારા બેન્ક ખાતાના છેલ્લા ચાર અંકો ચાર પાંચ શૂન્ય છ છે તો આ માહિતી મેળવવા માટે આપ મદદ કરી શકો